હેલો શું આપ લંડન એરલાઇનમાંથી બોલી રહ્યા છો જી મારા મમ્મી પપ્પા આજે ત્યાં તમારે ત્યાં એરલાઇનથી સફર કરી રહ્યા છે ફ્લાઇટ નંબર ફાઇવ ફોર થ્રી ઝીરો નોમાં એ આવવાના છે તો મારે એ જાણવું હતું કે શું એ આજની ફ્લાઇટ એના રોજના સમય મુજબ જ આવવાની છે કે વહેલી અથવા મોડી આવવાની છે સો શું તમે તો શું તમે એ મને જણાવી શકશો